મારો સૌથી ઊંચો વિક્રમ પી એસ આઈ બનવાનું છે અને હું રોજ પાંચથી છ કિલોમીટર રનિંગ કરું છું અને મારે પીએસઆઈ બનીને મારે દેશ માટે કંઇક કરવું છે દેશમાં જાગૃતિ ફેલાવવી છે સારા કામ કરવાં છે જે ખરાબ કામ કરતા હોય એને રોકવા છે અને ક્રિમિનલ ને જે હોય એમને મારે સુધારવાનું કામ કરવાનું છે અને દેશ માટે કંઈક કરવું છે એટલે એના માટે મારે પીએસઆઈ જોઇન કરવું છે એના માટે હું ખૂબ મહેનત કરું છું